પહેલા કૈં આપણને કાંઈ છે ને કાંઈ ચિત્રમાં કાંઈ રસ નહોતો એટલે ક્યાંય કંઈ ખબર નૈં પડતી કાંઈ મજા નૈં આવતી ચિત્રમાં પણ મારી બહેન છે ને મોટી શાળામાં ભણતી તે મારા પપ્પા એને મોટી શાળામાં ભણાવી હતી ઇંગ્લિશ મીડિયમમાં તે એને ખબર નહીં તે મેં હારે હારું ભેગી એક્ટિવિટી કરાવે તે સ્કૂલના બધાય ચિત્ર બિત્ર બધુંય દોરાવડાવતા તે બહુ હારા હારાને દોરાવે તો બેન એ દોરતી હોય તે એક વાર મે ટ્રાય કરી દોરવાનું અને દોરવાની ટ્રાય કરી તે એક વાર દોર્યું ને તે મારું ખરાબ ગયું ચિત્ર આખું તે મેં બીજી વાર ટ્રાય કરી બીજી વાર ટ્રાય કરીને તે સારું થોડુંક એનાથી સારું થયું બીજી વાર ત્રીજી વાર ટ્રાય કરીને તે એની થોડુંક સારું થયું એવી રીતે ટ્રાય કરતો રહ્યો એમાં મારું સારું થઈ ગયું અને અત્યારે હાલમાં મારે ચિત્ર કરવાની બહું મજા આવે છે અને અલગ અલગ કલરમાં બધી જાતના ચિત્ર કરવાની મજા આવે છે અને હવેથી મને ચિત્ર કરવાની બહું મજા આવે છે અને એક ચિત્ર કલાકાર છે લીયોનાર્ડ ધ વીંચિ એને હું ઓળખું છું ચિત્ર કલાકારને